મેં સૌથી રસપ્રદ સ્થળની મુલાકાત લીધી હોય તે ગુજરાતમાં સ્થિત દ્વારકા છે આ સ્થળ એ મારાં જીવન કાળના દરેક પ્રવાસમાંથી સૌથી રસપ્રદ સ્થળ મને લાગ્યું છે આ સ્થળે મુલાકાત કરતા મેં ખૂબ જ આનંદ માણ્યો અને ત્યાં ખૂબ જ મજા કરી હતી ગયા વર્ષ દરમિયાન હું અને મારા મિત્રો સાથે દ્વારકા ગયા હતા જ્યાં મેં અને મારા મિત્રોએ સૌ પ્રથમ તો દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને એમની નગરી દ્વારકામાં મુસાફરી કરી હતી અને એમની આખી નગરી જોઇ હતી દ્વારકા જોઇને મારું અને મારા મિત્રોનું મન પ્રફુલ્લિત થઇ ગયું અને ત્યાંના લોકોમાં તેમજ આજુબાજુની જગ્યાઓમાં અમને ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે તેવો અનુભવ થયો હતો દર્શન સમયે દર્શન કર્યા પછી અમે મુખ્ય આરતી દરમિયાન લોક લોકોમાં લોક મંદિરમાં પ્રવેશ મેળવ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણની આરતીનો આનંદ માણ્યો હતો આરતીમાં ગવાયેલા એક એક શબ્દો એ આપણાં જીવનને લગતા હતા અને આપણને એ પ્રકારની આરતીમાં જે સ્તુતિ કરવામાં આવતી હતી જેમાં મેં મારા જીવનકાળ દરમિયાન ક્યાંય સુધી જોઈ ન હતી દ્વારકાની નજીક આવેલ દરિયાકાંઠે અમે ફરવા ગયા અને ત્યાં અમે ખૂબ જ આનંદ માણ્યો મેં અને મારા મિત્રોએ દ્વારકાના દરિયા કિનારે સ્નાન પણ કર્યું તેમજ ત્યાં અલગ અલગ રાઇડ્સની પણ મજા માણી પછી અમે શિવરાજ બ્રિજ પૂલ ઉપર ગયા અને ત્યાંથી પણ ત્યાં જઈને બેટ દ્વારકાએ ગયા અને પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને ભા બાકીના ભાવિ ભક્તો ભક્તો સાથે દ્વારકાધીશના નારાં લગાવ્યા માટે આ પ્રવાસ મારો સૌથી યાદગાર અને રસપ્રદ છે તેમજ હું ભવિષ્યમાં પણ જયારે પણ મને મોકો મળશે ત્યારે હું દ્વારકા જવાનું સૌથી વધારે સૌથી વધારે પ્રયાસ કરીશ કારણ કે દ્વારકા જેવી સુકૂન મને ક્યાંય મળતું નથી